અહીંયા અમારા વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષવા માટે જમવાનું બહુ જ સારું મળે છે અહીંયા પાણીપુરી પિત્ઝા પછી ઢોકળા જે બહુ જ ફેમસ છે અહીંયાની બધુ વસ્તુઓ એમ જ તે ફરવાલાયક બી અહીંયા બહુ બધુ છે જેમકે જૈન દેરાસર છે પછી અહીંયા જૈન મંદિર બી છે પછી રાણકીની વાવ છે તે બધું અહીંયા આકર્ષિત કરી શકે છે ટુરિઝમને આ મારો મંતવ્ય છે